અમારા વિસ્તારની જો વાત કરું તો અંધશ્રદ્ધાઓ અત્યારે ઘણી ઓછી ફેલાતી જોવા મળે છે કારણ કે અમારા વિસ્તારોમાં ખૂબ ઓછી જોવા મળે છે ક ભાગ્યે દસ સોમાંથી દસ ટકા જેવી મળે છે જે દસ ટકામાં જેમકે ઘણા લોકો વાત કરતા હોય છે કે અહીં આ મંદિર સારું છે અહીં આ ભૂવા સારા છે અહીં અહિયાં જાઓ તો આમ થશે અહીંયા જાઓ તો આમ થશે આટલી મન્નત માનો આ કરો આ કરો પણ ઘણા લોકો એવું માનતા નથી હા ઘણા લોકો જાય મંદિરે એનો મન ફ્રેશ કરવા માટે આપણે મંદિરે જવું જોઈએ પણ પરંતુ એ અંધશ્રદ્ધા તરફ વળી જઈએ આપણે એ આપણે ન કરવું જોઈએ અંધશ્રદ્ધાથી દૂર રહેવું જોઈએ અમારા વિસ્તારમાં વાત કરું તો ઘણા લોકો એવા છે દસ ટકા જેવા લોકો જે લોકો ખૂબ માને છે જે લોકો જે અલગ અલગ મંદિરોની વાત કરતાં હોય જેમકે અમે અહીંયા જઈએ છીએ અમે આ મંદિરે જઈએ છીએ અમે આ મંદિરમાં માનીએ છીએ અમે અહીંયા જઈએ છીએ તો અમારે આમ સારું થાય છે અમે અહીંયા જઈએ છીએ તો અમારા ઘરમાં પૈસા ખૂબ આવે છે આવી બધી ઘણી બધી અફવાઓ ફેલાવતા હોય છે અને અંધશ્રદ્ધાઓ ફેલાવતા હોઈએ છે તો એનાથી દૂર રહેવું જોઈએ એવું અમારા વિસ્તારમાં દસ ટકા જેવી અંધશ્રદ્ધાઓ ફેલાયેલી છે હાલ